હલો રત રત્ના રત્નાકર રત્નમણીમાંથી બોલો સાહેબ હા સાહેબ તમારો નંબર મને મારા એક દોસ્તે આપ્યો છે હવે મારે એક મકાન લેવું છે મને મકાન આપવશો તમે હા ભાડાનું મકાન જોઈએ સાહેબ સાહેબ હું જો આમાં હું મજૂરી કરવાવાળો છું અહીંયા અને મને ચાર પાંચ હજાર રુપિયામાં કંઈક સારું મકાન મળતું હોઈ તો અપાવો ને મારું નામ માનસિંગભઈ છે બોલો હું બહેરામપુરામાં છું સાહેબ જોવો સાહેબ હું તમને ચોખ્ખું કહી દઉં મારા મારા મિસિસ જે છે તે હમણાં અહીંયા બહેરામપુરામાં જ કામ કરે છે હા મને જો વટવા બાજુ આજુબાજુ ક્યાંક મળતું હોય તો વાંધો નહીં મારી પાસે ગાડી છે પણ મારે છોકરી છે એને સ્કૂલે ભણવા જવાની અહીંયાથી હોય તો એટલે બહેરામપુરા દાણીલીમડા અથવા કાંકરિયાની આજુબાજુ ક્યાંક હોય તો મને કરો ને સાહેબ હા જી હા ઇસનપુર સુધી ચાલે ઇસનપુર સુધી ચાલે સાહેબ બરાબર ત્યાં સાહેબ ભાડું ભાડું કેટલું રહેશે સાહેબ છ હજારથી કંઈક ઓછા નહીં કરો સાહેબ ઓછાં નહીં કરો થોડાક તમારી વાત સાચી સાહેબ પણ સાહેબ આમાં કેવું છે છોકરાં હવે મોટાં થયાં એટલે સારી જગ્યાએ મકાન જોઈએ ને હા

એ બહુ મોંઘુ પડશે સાહેબ હા મોંઘુ પડશે એટલે સાહેબ એમાં પાણી પણ સાહેબ જુઓ મારી વાત સાંભળો અમે બંને નોકરી કરવાવાળા છીએ એટલે અમારે પાડોશી સારા હોવા જોઈએ પાણીની સગવડ હોય ટોઇલેટ બાથરૂમ સારાં હોવા જોઈએ અને કચકચ ના હો થાય એવું કોઈક મકાન માલિક હોય તો ભાડે અપાવજો

હા પછી શું થાય છે સાહેબ

ના ના પાણી માટે એવું છે કે ભઈ અમારે શું સવારે વહેલાં નીકળવાનું હોય તો મારા મિસીસ બપોરે આવીને ઘરનું કામ કરી શકે ને એ માટે સાહેબ પાણી પાણીની સગવડ ખાસ ઘરવાળાઓ માટે પાણીની સગવડ હોવી જોઈએ સાહેબ પાણી મળતું હોઈ તો જ કઇક ત્યાં રહેવાય કેમ કે સવારે તમારે નોકરી ધંધે જવાનું હોય ને બપોરે કે સાંજે આવીને તમે તમારે ઘરનું કામ કપડાં વાસણ પોતાનું કંઈક કામ કરવાનું હોય તો તમે કરી શકો હા સર હા તો સાહેબ એમાં તો અચ્છા બોરનું પાણી આવતું હશે ને ત્યાં અને બીજું શું કહું છું તો આમાં તો મેઇન્ટેનન્સ બી વધી જશે ને અમારે હા ને મ મકાન કયા માળે છે હા પણ જો પહેલા માળે હોય તો વાંધો નહીં ચઢ ઉતરમાં પણ મેન્ટેનન્સનું સમજ્યા પણ આપણે જે આ સુવિધા જોઈએ એ સુવિધા મળવી જોઈએ અને મકાન આપણે જે પેલું કહેવાય છે ને કે આજકાલ શું પેલું ફેંકસૂઇવાળુ કે શું કહેવાય છે સાહેબ પેલું મકાન દક્ષિણ બાજુ દરવાજો ખૂલવો જોઈએ ને હા વાસ્તુવાળું વાસ્તુવાળું છે ને વાસ્તુવાળું સાહેબ હા એટલે હવે આપણે આમાં નથી માનતા પણ પેલા બૈરાઓ હોય તો ભેગાં થયેલાં હોય ને સાહેબ એટલે એ વાતો કરતાં હોય કે વાસ્તુ મુજબ આવી રીતે રહેવું જોઈએ મકાનનો દરવાજો આમ હોવો જોઈએ એટલે તમારે એક વખત એવું હોય તો મારા મીસીસને હું લઇ આવીશ તો તમે મને દરવા મકાન બતાવી દેજો તો તમે ટાઈમ તમે ટાઈમ આપો સાહેબ હા તો તમે ટાઈમ આપો એ જ ટાઇમ થોડો સાંજનો ટાઈમ રાખજો હો સાંજે અમે નવરા હોઈએ ત્યારે તમે મક એક બે મકાન બતાવી દો તો જોઈ લઈએ અમે સારું તો સાહેબ રવિ રવિવારે અવાશે રવિવારે હા તો રવિવાર શું અમારે રજા હોય તો અમે ભલે બે ચાર કલાક જાય તો અમે કાઢી શકીશું રવિવારે બરાબર બરાબર હા તો તમે કહો સાહેબ ક્યારે આવીએ બોલો મકાન જોવા ના આજે તો હું મારા ઘરે વાત કરી લઉં તો કાલ કાલ કાલે હું તમને ફોન કરું બપોરે સાંજે અમે આવવાનાં હોઈશું તો બરાબર ઓકે સાહેબ થેંક યુ હા ઓકે ઓકે